અરજી માટે પીડીએફ ફોમ ઓનલાઈન ફોમ ઓનલાઈન અરજી તમે એન એસ ડી એન અથવા યુટીસ્ટલ વેબસાઇટ પર જઈને પાનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો નોંધણી કર્યા પછી ફોમ ફોર નાઇન એ ડાઉનલોડ કરી ભરો અને દસ્તાવેજો સાથે સબમિટ કરો અરજી પ્રોસેસ એક અરજીની વિગતો ભરો આપની વ્યક્તિગત વિગતો એડ્રેસ અને ડેટ ઓફ બર્થ ફિલ કરો હવે તમારું ફોટો અને દસ્તાવેજો અપલોડ કરો ઓનલાઈન અરજીમાં બે પ્રી પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ માટે ઓનલાઈન માટે નેટ બેન્કિંગ અથવા ડિમાન્ડ ડ્રાફ્ટનો ઉપયોગ કરી શકો છો ઓફલાઇન પેમેન્ટ માટે તમારું ફોમ નજીકનાં પાન સેવા કેન્દ્રમાં જમાવો ત્રણ અરજીનો સ્ટેટ્સ પાન કાર્ડની સ્થિતિને ટ્રેક કરવા માટે તમને એક પાન નંબર અને પાસવડ મળશે જેનો ઉપયોગ કરીને તમે તમારી અરજીની સ્થિતિ તપાસી શકો છો ચાર ફોમ સબમિટ કરવા પછી અરજી દાખલ કર્યા પછી તમારું પાન કાડ સામાન્ય રીતે પંદર વીસ કાર્ય દિવસોમાં મેળવે છે પાન કાડ ડિલેવરી માટે તમારા માટે તમારા ભત્તા પર આધાર રાખે છે મહત્ત્વપૂર્ણ ટિપ્સ માહિતી સત્યાપન આપેલ માહિતી અને દસ્તાવેજો યોગ્ય અને વાસ્તવિક હોવાં જોઈએ ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે ફોમની તપાસ ફોમ ભર્યાં પછી બધા પ્રકારની તપાસવી જરૂરી છે જેથી કોઇપણ ભૂલ ન રહે અથવા મેલ ઇન પેનલ્ટી અરજીમાં ભૂલો અથવા અસંગતતાને કારણે દંડો અથવા અરજીના મર્યાદા ખૂણો માટે તમારું પાન કાડ વિલંબિત થઈ શકે છે તમારા માર્ગદર્શક અથવા પરિવારના સભ્ય સાથે આ માહિતી પર ચર્ચા કરીને તમે અરજી પ્રક્રિયાને સુગમ બનાવી શકો છો